હેલો હા હા હું મારી એક કમ્પ્લેન છે કે હું છે ને હીરા ઓફિસમાં નોકરી કરું છું અને મારું હીરાનું નાનું પેકેટ મારી બેગમાંથી મળતું નથી હવે એ ચોરાઈ ગયું છે કે હા રફ ડાયમંડ હતા અને મારા સરે હું મારી ઓફિસની નજીક જ છું હું એની અમારી વરાછા વિસ્તારમાં આવેલી છે હા અમારે મારે વલ મારે બહારગામ જવાનું હતું અને એ લઈને જવાનું હતું કે જેથી હું એ મારી બીજી ઓફિસ બીજી બ્રાન્ચમાં આપી શકું લગભગ એ લગભગ અમારા જે હીરા હોયને એની નાની અમસ્તી માપણી હોય છે એટલે એ કેટલાં હતા તે નથી ખબર એના તોલ માપથી એને ખબર પડે એની કિંમતનું તો ખાસ્સી એવી થાય છે એટલે અમારા સરે એવું કીધું કે એ ના દસની આસપાસ થાય છે હં કારણ કે હું મોટા હીરા હતાને હં સાચવીને મૂકેલા સાચવીને મૂકેલી અને દરવખતે મારા સર મને સાચવીને જ આપતા હતા અને ત્યારે મને કંઈ ખ્યાલ નથી રહ્યો કે મારે સર પાસે રહી ગયા કે મારી પાસે છે અને સરને મેં ફોન કર્યો મારા સર સાથે મેં વાત કરી તો મારા સર કે કે ના મેં તને આપી દીધા છે હવે મેં એટલા માટે તમને ફોન કર્યો હતો કે મને મારા હીરા શોધવામાં મને મદદ કરો હમ હં હમ હ અચ્છા હ હ હ હા હા હા ના મારી પાસે એના જે કાગળિયાં છે હં મારું નામ જ્યોત્સનાબેન છે જ્યોત્સનાબેન પટેલ અને હં અચ્છા અચ્છા ઓકે સારું હા